ગાવાનો શોખ ઘણા બધા લોકોને હોય છે પરંતુ ઘરની અંદર બાથરૂમની અંદર જે ગાવું અને જાહેર મંચ પર ગાવું લોકોની વચે ગાવું તો ત્યાં એક ખૂબ જ મોટો તફાવત છે એક ખૂબ જ મોટો ફરક છે તમે બાથરૂમમાં પોતાની જાત સાથે વાત કરતાં કરતાં ગાઈ શકો તમને એવી ખબર છે કે અહીંયાં સાંભળવાવાળું કોઈ નથી પરંતુ તમે જાહેરમાં જ્યારે આવો છો ત્યારે તમને ઘણી બધી વાતોનો ભય સતાવતો હોય કે લોકોને કેવું લાગશે હું બરાબર સંગીત સાથે મારા તાલ મેળવી શકીશ મારા શબ્દોના ઉચ્ચાર કેવા હશે અને લોકો તરફથી મને કેવા પ્રતિભાવ મળશે આવી ઘણી બધી લાગણીઓ સાથે લઈને આપણે મંચ પર ગાતા હોઈએ છીએ અને ત્યારે સ્વાભાવિક છે કે આપણી અંદર એક

એક છુપો ભય હોય શકે અને આવું જ્યારે આપણે સૌ પ્રથમ વખત સ્ટેજ પર ગાવા જઈએ ત્યારે તો ચોક્કસ થાય જ મને યાદ છે કે હું કોલેજના બીજા વર્ષમાં હતો વલ્લભ વિધ્યાનગર પી પી સાયન્સ કોલેજમાં અને ત્યાં દર વર્ષે સંગીત સંધ્યાનો કાર્યક્રમ થતો જેમાં વિદ્યાર્થીઓ ગીત ગાતા અને સાથે ઓર્કેસ્ટ્રા એ સંગીત પીરસતું

એક નાના ગામનો વ્યક્તિ જ્યારે આવી મોટી કોલેજમાં અને ઘણા બધા લોકોની વચ્ચે પ્રથમ વખત ગાવા ઊભો થાય ત્યારે સ્વાભાવિક છે કે એટલો ભય લાગે કે એ આપણે કલ્પના જ કરી શકીએ છતાં પણ હિંમત કરી સ્ટેજ સુધી પહોંચ્યા અને હાથમાં જ્યારે માઇક પકડ્યું ત્યારે હાથ તો કાયદેસરના ધ્રૂજતા હતા પરંતુ એક મુખડું ગાયું ને મુખડું પૂરું કર્યું ત્યાર પછી એક અંદરથી એક એવો વિશ્વાસ એક એવી શ્રધ્ધા આવી કે ના હું ચોક્કસ આ ગીત પૂરું કરી શકીશ અને પછી જે વિશ્વાસનું સ્તર હતું એ ઘણું ઊચું ગયું અને એટલું સરસ ગવાયું કે સાંભળવાવાળાઓ ઓડિયન્સ અને શ્રોતાગણ પણ એનાથી ખૂબ જ પ્રભાવિત થયા અને ગીત જ્યારે પૂરું થયું ત્યારે તાળીઓના ગળગળાટથી આ ગીતને વધાવી લીધું ત્યારથી થયેલ શરૂ થયેલી સફર એ હજી સુધી ચાલુ જ છે પછી તો કોલેજમાં દર વર્ષે ગીત ગાવાનો મોકો મળતો અને જ્યારે સ્કૂલની નોકરી શરૂ કરી ત્યારે સ્કૂલમાં પણ અમે મોહમ્મદ રફીની યાદમાં ઘણા બધા વર્ષો સુધી સંગીત સંધ્યાનો કરાઓકે કાર્યક્રમ સ્કૂલમાં રાખતા ત્યારે પણ ઘણા બધી વખતે ગાવાનો મોકો મળ્યો પણ છતાં જ્યારે પણ આપણે સ્ટેજ પર જઈએ ત્યારે એક સેકંડ તો આપણા માટે છે એ કઠિન જ હોય છે પણ છતાં અંદરના એક વિલ પાવરથી એક સંકલ્પશક્તિથી આપણે તેના ઉપર વિજય મેળવી શકીએ